હા જ્યારે હું ધોરણ બારમાં હતો ત્યારે મારી સ્કૂલમાં બાઈકિંગ ઇવેન્ટ્સની એક રેસ રાખવામાં આવી હતી જ્યાં મેં ભાગ લીધી હતો તે રેસમાં મારાથી મોટા અને મારાથી નાના બધા જ પ્રકારના સાઈકલિસ્ટ હતા અને આ ઇવેન્ટ્ ખૂબ જ ઉત્સાહજનક અને ઊર્જાવાન હતો જેમાં મને ખૂબ જ મજા આવી હતી જ્યાં મેં અન્ય સાઈકલિસ્ટ સાથે સ્પર્ધા કરી હતી અને તેમના ફિટનેસ સ્તરને પડકાર આપી હતી જ્યાં મને અલગ અલગ રસ્તાઓ જેમ કે ઢાળવાળા રસ્તાઓ ખાડા ટેકરાવાળા રસ્તાઓ પર સાઈકલ ચલાવાનો અનુભવ થયો હતો હું તમને મારો અનુભવ જણાવવા માંગું છું કે જ્યારે તમે આવી કોઈ બાઈક રેસમાં ભાગ લો ત્યારે તમે સામુહિક માનસિકતા નવી સ્થળોની શોધખોળ અને કેટલીક વાર નવા મિત્રત્વનો પણ આનંદ માણો છો